સીવણ ગૂંથણ માટે પહેલાં સીવણનું મશીન ચાલુ કરવા માટે તો મોટરની જરૂર પડે છે તો તમે મોટરથી સિલાઈ મારો તો તમને વધુ અનુકૂળ રહેશે જેથી તમારો ટાઈમ પણ બચી શકે છે અત્યારે ટેકનોલોજીમાં પણ સારી આવી ગઈ છે કે ગૂંથણ માટે દોરા પણ સારા વપરાય છે અને એનું ફિનિશિંગ પણ સારું આવે છે મારી પાસે સીવણના મશીનની મોટર સિવાઈનું મારી પાસે દોરા ઉન સોયો ઉન છે